યોગની શરૂઆત તો સૂર્ય નમસ્કારથી થાય છે સૂર્ય નમસ્કાર કરતી વખતે એમાં બાર નામ છે એ બારે બાર આસનો એમાં થાય છે માથાથી માંડીને પગનાં એડી સુધીનાં બારેબાર આસનો એમાં થાય છે એમાં પહેલાં અમુક સૂર્ય નમસ્કાર નોર્મલ સ્થિતિમાં થાય છે પછી છેલ્લે જરાક સ્પીડમાં થાય એક બે ત્રણ ચાર સ્પીડમાં કરાવે છે જેવા જેવા ટીચર્સની પ્રેક્ટિસ એ કર્યાં પછી તમારે આ તમારાં આસન પર બેસીને થાક જો પોસિબલ હોય તો પદ્માસનમાં બેસો નહીં તો સુખાસનમાં બેસો તો બી ચાલે એ સુખાસનમાં બેસીને ત્રણ સ્ટેજ પ્રાણાયામ આવે છે એ ત્રણ સ્ટેજ પ્રણાયામમાં એની જે મુદ્રાઓ આવે છે એ તો તમે ચિત્રમાં જ જોઈ શકો છો એ પ્રાણાયામ કર્યાં પછી ભાસ્તિકા પ્રાણાયામ આવે છે એ ભાસ્તિકા પ્રાણાયામ બી બહુ પ્રખ્યાત છે એ બી એની બી તમે મુદ્રાઓ કોઈ બી આ યોગા ટીચર પાસેથી અથવા તો તમે મોબાઇલની એપ ઉપર જોઈ શકો છો એ ભાસ્તિકા પ્રાણાયામ કર્યા પછી છેલ્લે આવે છે સુદર્શન ક્રિયા એ શ્વાસની ક્રિયા છે વીસ વખત ધીરેથી શ્વાસ લેવાનો પછી ચાલીસ વખત જરાક મીડિયમ શ્વાસ લેવાનો અને પછી ચાલીસ વખત જરાક વધારે તેજ ગતિથી શ્વાસ લેવાનો આ આખી ક્રિયા થાય છે એ જે મે શરૂઆતમાં શીખી છે આ તમારે રોજ જ કરવાની અને એ પ્રમાણે જો તમે પ્રેક્ટિસ પાડશો તો આ આસનો શરૂઆતનાં જ આ આસનો છે પછી એમાં તમારે ડીપમાં ગયા હોય એ વખતે પછી અનેક જાતનાં આસનો આવે છે એ તમારા ટીચર તમને અલગ અલગ કરતી વખતે શીખવાડે છે પણ રેગ્યુલર જે કરતા હોય એના માટે આ એક પ્રેક્ટિસ છે આ આ કેવી રીતે યોગા કરવા એનો ક્રમ છે આ એનો ક્રમ ફોલો કરું છું અને મને બહુ ફાયદો થયો છે આમાં રિયલી આ ફોલો કરવા જેવું છે પ્રશ્ન પણ સારો છે હજુ ઘણું બોલી શકાય એમ છે પણ ટાઈમનું લિમિટેશન છે એટલે ધિસ ઇસ ઇનફ